અમારા વિસ્તારમાં પ્રવાસની સંખ્યા વધતી જતી હોવાથી બીઆરટીએસનાં સ્ટેન્ડમાં વધારો કરવો જોઈએ અને બીઆરટીએસો પણ વધારવી જોઈએ જેમકે જે દસ મિનિટમાં આવે છે એ પાંચ પાંચ મિનિટમાં આવવી જોઈએ અને એએમટીએસ પણ વધારવી જોઈએ અને મેટ્રો સ્ટેશન પણ આ એરિયામાં લાગવું જોઈએ